રેલગાડીમાં મેં મુંબઈ નાગપુર સાંગલી જેવા મહારાષ્ટ્રના વિસ્તારોમાં મહારાષ્ટ્રના એરિયામાં મેં સફર કરેલું છે અને મોટાભાગે મેં જે સફર કર્યો છે એ એસી ટુ ટાયરમાં કર્યો છે તો એસી ટુ ટાયરના વોર્ડ તો ખૂબ જ સારા હોય છે એમાં કંઈ ઘોંઘાટ કે પૈડાંના અવાજોની કે બ્રેકની બી ખબર પડતી નથી અને આજકાલ તો મેટ્રો ટ્રેન મુંબઈ જવા માટે પણ શતાબ્દી છે વંદે ભારત જેવી ટ્રેનો નીકળી ગઈ છે જે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછા સમયમાં તમે મુસાફરી કરી શકો છો અને ખૂબ જ સારી એવી વ્યવસ્થા ટ્રેનમાં આપેલી હોય છે જે પહેલાંના સમયમાં બહુ ડીફીકલ્ટ લાગતું હતું મુસાફરી કરવી લોકોને પણ આજકાલ જે રીતનું રેલવે પ્રોગ્રેસ કર્યો છે તે ખૂબ જ સારી રીતે કર્યો છે અને જે રેલગાડીઓ પણ છે એ ખૂબજ સારી રીતે એની મેન્ટેન બી કરી રાખી છે